હલો હા જી શું જોઈએ છે તમારે ઓર્ડર લખાવો

સાદા ઇદડાં કે વઘારેલાં ઇદડાં

ઓકે બરાબર હમ લોટ કેટલો જોઈએ ઓકે હમ ઓકે

ઓકે બરાબર બરા હાં મળી જશે આપણે રાખીએ છીએ હમ પિસ્તા વાળી જોઈએ છે કે કેસર વાળી જોઈએ છે હા બરાબર બરાબર હા હા સારું તમારું એડ્રેસ લખાવી દેજો

ઓકે કેટલા વાગ્યા સુધીમાં તમને માલ જોઈએ છે ઇલેવન સિક્સ થર્ટી ટુ સેવન હાં સારું ચલો ઓકે થેન્ક યુ